હું મારી કોલેજના ક્રિકેટ ટીમનો ભાગ છું અને તેમાં બધા લોકોને રમતી વખતે ક્યાં તો પ્રેક્ટિસ વખતે વાગતું હોય છે અને ઇજા થતી હોય છે અને તેનાથી બધા લોકોને ઘણી પીડા થતી હોય છે તે બધી ઇજાઓને મટાડવા માટે અમારા વિસ્તારમાં એક હોસ્પિટલ છે જેની અંદર બધા ખેલાડીઓને ઓછા પૈસે દવા અને પાટાપિંડી કરી આપવામાં આવે છે અમારા કોલેજમાં ડોક્ટર અને ફીઝીઓથેરાફિસ્ટ પણ ઉપલબ્ધ હોય છે છે

એકવાર મારા ભાઈબંધને પગમાં ઇજા થઈ હતી અને પછી તેને એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંનાં બધા ડોકરસોએ તેની સારી રીતે સારવાર કરી હતી જેથી તેની ઇજા જલ્દી મટી ગઈ હતી